ડિજિટલ સામગ્રીના યુગમાં આજકાલ આપણે જે ઈ બુક્સ ઇલેક્ટ્રોનિક માધ્યમ દ્વારા આપણને જે મળી રહે છે તે આપણા માટે ખરેખર તો સુવિધાજનક જ કહેવાય છે કારણકે અમુક એ પુસ્તકો આપણે ગમે ત્યારે ગમે તે સમયે ગમે તે જગ્યાએ એ આ માત્ર મોબાઈલ અથવા લેપટોપના પર આપણે મેળવી શકીએ છીએ અને બીજું એક કે આવી રીતના ઈ બુક્સ વાંચવાથી આપણે પર્યાવરણને પણ મદદ કરી શકીએ છીએ કે વૃક્ષો કાપવામાં વૃક્ષોની કાપવાની સંખ્યામાં ઘટાડો થઈ શકે છે અને પરંતુ આના અમુક ગેરફાયદાઓ પણ છે ક જેમકે આપણે લાંબા સમય સુધી આપણે સ્ક્રીન પર વાંચવાથી આપણી આંખોને નુકસાન થાય થાય છે તે જોવા મળે છે બીજું એ કે જે રીતના આપણે પરંપરાગત પુસ્તકો વાંચીએ છીએ તેમાં જે આપણને શું કહેવાય બધુ યાદ રહી જાય છે અને મજા આવે તેવું આપણને ઈ બુક અમુક વખતે ઈ બુક્સ વાંચવાથી તે યાદ ન રહે એટલે આના ફાયદા અને ગેરફાયદા બંને જોવા મળે છે